હેલો કેમછો બેન મજામાં અમે મજા મજામાં હું છેને હે હમણાં આબુ ફરવા ગઈ તી ત્યાં બઉ સારું એવું હતું અને મજા આવી મને તમે કેમ છો તમે ગ્યાં તા કે નઇ કભી હા મે અમે સાંભળ્યું છેકે આઇયાં અટલ સરોવરમાં સારી મજા આવે છે પણ એના કરતાં દિવસે પ્રધ્યુંમન પાર્કમાં વધારે સારું રેછે ત્યાં પ્રાણીઓને જે બધા જુદા જુદા જોવાની બાળકોને બી પણ વધારે મજા આવે છે હા હા એ વાત સાચી ચેકએછેકે અઇયાં ધર્મેન્દ્ર રોળ પર મને તો ધર્મેન્દ્ર રોળ કરતાં ગુંદા વાળી વધારે સારું લાયગુ ગુંદા વાળીમાં તમને જેબી જોતાં હોય હમણાં નવરાત્રી આવે છે તો ત્યાં અત્યારે ચણિયા ચોળી સારા દેખાયા મને તમે જઈને જોઈ આવજો જરા હં ન્યારી ડેમમાં અત્યારે વરસાદનું પાણી ભરાઈ ગ્યું હશે જોવા જાવું પળશે એક દિવસ હા ઠીક છે ચાલો મળીએ હા બાય બાય હ